હલો એ જી સર બોલો બોલો હા હા હા હા બરાબર એ એટલે સાહેબ તમને કેટલા રૂમવાળો બંગલો જોઈએ બરાબર થ્રી બીએચકે બંગલો જોઈએને અને આમ તમારી તમારી રિક્વાયરમેંટ શું છે મતલબ તમારે અ સોસાયટીમાં જોઈએ છે કે રો હાઉસ એ રીતના જોઈએ છે કે કેવી રીતે જોઈએ છે અહ બરાબર બરાબર બરાબર એટલે તો ટૂંકમાં સેફ્ટી માટે તમારે જોઈએ છેને અને અને સાહેબ તમારે એમાં એમ એવું છે કે તમને જો તમારે જે રીતે જોઈએ છેને બંગલા કરતાં હું તમને બહુ સારો વિલા સજેસ્ટ કરી શકું એમ છું કે બહુ એક પૉશ એરિયા છે ગેટબંધ સોસાયટી છે અને એમાં લગભગ તમારે જીવન જરૂરિયાતની બધી એમિનિટીઝ પણ મળે છે અને એક નાની એવી માર્કેટ બી નિયરબાય છે તો આ ટાઈપનો તમને કદાચ વિલા હોય તો તો તમને બતાવી શકું હા એટલે એમાં એવું છે કે હા એટલે એ જ તમને કહું છું કે કદાચ છેને ઈ તમારે સિટીના સેન્ટરથી લગભગ પાંચેક કિલોમીટર દૂર છે તો એ તમને ચાલે કેમ કે હા પાંચ કિલોમીટર ટૂંકમાં તમારે મેઈન

એટલે હું તમને એ વિલા બહુ સારો હા છે સર છે પણ હું તમને જે કહું છુંને કે આ વિલા હું તમને જે બતાવું છું ને એ બહુ જ સરસ છે દેખાવમાંય બહુ સારો છે મતલબ એનો એમિનિટીઝ બી સારી છે રૂમ બી એના બીજા ગામ કરતા મોટા છે કેમ કે સિટીમાં હવે જગ્યા ઓછી એટલે નાના બંગલા બને છે મોટા બહુ બ્યૂટીફૂલ વિલા છે આગળ પાછળ ગ્રીનરી છે અને સોસાયટી એવી છે કે એની પાછળ લગભગ એમ માનોને કે અડધો કિલોમીટર સુધી તમને એકદમ ખુલ્લો ખુલ્લી જગ્યા મળે છે જે ગવર્મેન્ટની છે એમાં ભવિષ્યમાં કાંઈ બનશે નહીં એટલે તમારે એમ કે હવા ઉજાસનો કે ફ્રેશ હવાનો ને શાંતિ એમનેમ મળે એ માટે હું તમને આ વિલા સજેસ્ટ કરું છું બરાબર અને બીજી વસ્તુ કે સિટીથી થોડોક એ ઓલમોસ્ટ લગભગ છે ને સર પંદરસો સ્ક્વેર ફીટની આસપાસ છે ખાલી ગ્રાઉન્ડ એટલે એમાં તમને છે ને ઈ બે માળનું છે ડુપ્લેક્સ છે એટલે તમને રૂમ બહુ મોટા મળે છે ને મોઢું બી એનું લગભગ આઢાર કે ઓગણીશનું છે બાંધકામ લગભગ તમને નવસો સ્ક્વેર ફીટ આસપાસ મળે કાયદેસર હા એ પાણી આવી ગ્યું છે ગવર્મેન્ટનો ગેસ આવી ગયો છે ખાલી એક તમને જે મે કીધું ઈ કે પાંચસો મીટરથી તમને રિક્ષા મળી જાય બસ એટલે બાકી બધું સરસ જ છે અને તમારા બજેટમાં છે બરાબર અને એવું હોય તો સર તમે એક વખત આવી જાઓ રૂબરૂ આ શનિ રવિ છે તો તમે આવીને જોઈ જાઓ પ્રોપર્ટી એટલે આપણે ફાઇનલ કરીએ બરાબર

જી જી જી પાકું પાક્કું સર આવી જાઓ તમે શનિવારે આપણે જોતા આવીએ બરાબર હા ભલે ભલે